પ્રેક્ષકો સામે ગાતી વખતે મને ડર અને ગભરાટનો અનુભવ થયો હતો આત્મવિશ્વાસની કમી અને સ્ટેજ પર ડર અનુભવાનો અનુભવ્યો હતો તેના માટે હું તેના તેના જે તેની જીતી બી શકાય એ માટે થોડીક ટિપ્સ અથવા તો એના કઈ પગલાં છે એમાં પહેલા સારી રીતે તૈયારી પ્રેક્ટિસ કરવી અને ગાવાનો પૂરી રીતે અભ્યાસ કરવો ગાવાનો પૂરી રીતે અભ્યાસ કરવો અને જો તમારી પ્રસ્તુતિ અને ગીત સંપૂર્ણ કાબૂ રાખશો તો તમારો આત્મવિશ્વાસ વધશે શરૂઆતમાં તમે થોડા દિવસો મિત્રો કે પરિવાર સામે પ્રેક્ટિસ કરો અને તેના તમે ઓછી દબાણમુક્ત પરિસ્થિતિમાં કામ કરવા માટે સજ્જ થઈ શકો છો પછી ડીપ જ્યારે તમે સ્ટેજ કે કયા ગમે ત્યાં પ્રેક્ટિસ કરો અથવા કોઈની સામે તેઓને સાથે ગીત ગાઓ ત્યારે પહેલાં ડીપ બ્રીથિંગ કરવું અને ગાઢ શ્વાસ લેવો અને તમારે નર્વસ નર્વસ સિસ્ટમ સાથે કરવું કરવું નર્વસ સિસ્ટમ સાથે કરવું અને ગભરાટ તેનાથી ગભરાટ ઘટે છે ગાવા દરમયાન આરામદાયક શ્વાસ લેવો અને તમારો શ્વાસ નિયમિત રાખો અને જેથી શ્વાસ અસ્વસ્થ થાય તો ગીત ગાવું મુશ્કેલ બને છે પછી તમારા મનને વિશ્વાસપૂર્વક વિચાર કરો અને હું કરી શકું છું હું કરીશ હું કરીને દેખાડીશ એવા સકારાત્મક વિચારો રાખો અને ડર અને નકારમત વિચારો દૂર કરવા મનમાં વિશ્વાસ જગાવો તમારું ધ્યાન તમારી શૈલી અથવા તમારા ભય પર નહીં પણ તમારી ગીતના અર્થ અને અનુભવ પર રાખો જ્યારે તમે ગીતની લાગણીઓમાં પ્રવેશશો ત્યારે ડરને ભૂલી જશો નાના નાના નાના અને અનૌપચારિક અવસરોમાં ગીત ગાવાનો પ્રયાસ કરો ટુકડામાં અનુભવ મેળવતા અને તમને મોટા અને વધુ પડકારોરૂપ અવસરો માટે આત્મવિશ્વાસ મળશે ગાવા વખતે થોડીક નાની ભૂલો થવું સામાન્ય છે દરેક થોડીક ભૂલો કરે છે તેમજ સમયે ધીરજ રાખો અને આગળ વધો મક્કમ અને શાંત મક્કમ અને શાંત રહી અને તમારા શરીરને શરીરનો વિશ્વાસ છે તેવું દર્શાવો અને ભલે તમે અંદરથી અંદરથી ગભરાટ અનુભવો પણ જ્યારે તમે પ્રેક્ષકો સામે આંખોમાં જુઓ છો તો તેનાથી તમારું કનેક્શન મજબૂત બને છે અને તમારો ડર ઓછો થાય છે વિચારો કરો છો કે પ્રેક્ષકો તમારા સમર્થક છે તેઓ તમારી ભૂલોને જોઈને હસવા નથી આવ્યાં પરંતુ તમારા પ્રતિભાવોને માણવા આવ્યાં છે શ્રોતાઓનું પ્રોત્સાહન મેળવો ગાવા પહેલાં અથવા એ કોઈ આશ્ચર્યજનક હળવી વાતચીત કરો જે તમને શાંત અને શ્રોતા સાથે વધુ જોડી રાખશે થોડીક મનોવૈજ્ઞાનિક ટેકનિક્સ એમાં ગાવા પહેલાં નજરમાં લાવો કે તમે સારી રીતે ગીત ગાઈ રહ્યા છો પ્રેક્ષકો તેનો આનંદ માણી રહ્યાં છે આ દ્રશ્ય અનુભવમાં લાવવા માટે ડર ઓછો થાય છે મેડિટેશન અથવા યોગની જે શાંત રહેવાની ટેક્નિક અને ડર કાબૂ કરવા મેળવવા મદદરૂપ બને છે આ ઉપરાંત અગાઉ જ્યાં તમે સારો પ્રદોશ પ્રદર્શન કર્યું હતું તે યાદ કરો અથવા યાદ તમારી ગભરાટને ઓછો કરશે અને તમે વધારે આત્મવિશ્વાસ આશ્વાસને અનુભવશો આમ મેં